અખબારોની વાત કરીએને આપણે તો અખબારો હવે તો બહુ ઓછા વપરાતા હોય છે કેમકે અત્યારે તો આપણે મોબાઇલમાંને ટીવીમાં જ ન્યૂઝ જોઈ લઈએ છે બરોબર પણ જે અખબારોમાં બતાવવા મતલબ ટીવી અને મોબાઇલમાં બતાવવામાં આવે એ પહેલાં કેવું હતું કે જે દુર્ઘટના ઘટી હોયને એજ આપણને બતાવવામાં આવતી એને ભલે બે ત્રણ દિવસ કે અઠવાડિયું લાગી જતાં આપણા આપણા સુધી પહોંચતા એ એ સંદેશને પણ અત્યારે કેવું છેકે દસ પંદર મિનિટમાં જે સંદેશ હોયને આપણા જો સુધી પહોંચી જાય છે પણ ક્યારેક ક્યારેક અત્યારે એવું થઈ ગયુંને કે પચાસ ટકા ન્યૂઝ સાચા હોય છેને પચાસ ટકા જે ન્યૂઝ હોય છે એ બહુ ખોટા હોય છે અને ઘણા એવા ન્યૂઝ હોય છેકે સમજો કે પચાસ ટકા દુર્ઘટના ઘટી હોય તો આપણને સોએ સો ટકા બતાવામાં આવે છે તેથી ક્યારેક ક્યારેક માણસ થોડોક ગભરાઈ જ તો એ વસ્તુ યોગ્ય નથી આપણે પહેલાં તો કેવું હતું કે દાદા લોકો ન્યૂઝ પેપરને વધારે જોતાં તા તો ન્યૂઝ પેપર ઘરે આવી જતાં અત્યારે આપણે મોબાઇલમાં ટીવીમાં કમ્પ્યુટરમાં પછી અત્યારે એ લોકો એટલા વિકસિત થઈ ગયાં કે બધાને ખબર જ હોય તો બધા જોડેથી ખબર પડે બધી વાતો ધીરે ધીરે બરોબર તો આપણે બહુ ખૂબ કહેવાયણને કે ક્યારેક ક્યારેક વિશ્વાસ નથી થતો કે આપણે શું જે ન્યૂઝ વાંચ્યા છે એ ખરેખર છે કે એ ખોટા છે બરોબર તો અને ઘણા એવા ન્યૂઝ છે કે જે હકીકતમાં બતાવવામાં જ નથી આવતા જેમકે ખેડૂતોને શું મુશ્કેલી થઈ રહી છે પછી નાના ગ્રામ્ય વિસ્તારમાં જે બાળકોનું શિક્ષણ કેવું છે શું છે કઈ સગવડો છે એ બધું પણ આપણને બતાવવામાં આવતું નથી તો એ બધી મુશ્કેલીઓનો બી બહુ સામનો ખૂબ સામનો કરવો પડે તો એ મુશ્કેલીઓને દૂર કરવા માટે આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અને જોવા જઈએ તો આપણે સાચા ન્યૂઝ મળે એટલું સારું કેમકે એ આપણને ક્યારેક ક્યારેક એવા ન્યૂઝ મળતા નથી